આપડા રસોડામાં વીજળી પૂર્વક ઉપકરણોની જો વાત આવેને તો ઘણા બધા જ એમ કહીએ કે વીજળી પૂર્વક ઉપકરણો વગર જો રસોડામાં કંઈ કરવું તો એ અશક્ય છે આજનો બધો નવો ટેક્નોલોજી નવો જમાનો આવે ગયો છે કે ટોટલી વસ્તુ તમારે બધા જ ઈલેક્ટ્રીકસ સાધનો જ થઈ ગયા છે આ ઈલેક્ટ્રિક સાધનો વગર આપણે કશું જ કરી ના શકીએ પહેલાના જમાનામાં આવા ઉપકરણો કંઈ હતા નહીંને પહેલા ઘઉં કરવા હોય ઘઉને દળવા હોય તો ઘરે જ મોટી ઉંમરના બધા લેડિસો બેસી ઘંટો આવતો ઘર ઘંટો જે કે ને મોટો બધો એમા ઘર ઘંટીમાં એમાં ઘઉં કરતા જાતે બેસી જાતે દળે એ કરતાં હવે તો એવું કઈ રહ્યું નથી હવે તો બધાના ઘરમાં ઘરઘંટી આવી ગઈ છે મીક્ષર આવી ગયું ગ્રાયન્ડર ગેસ સિલિન્ડર પહેલા તો ચૂલા કરવા પડતા ચૂલા માટે એટલા તો લાકડા ભેગા કરવાના ત્યાં ચૂલા ઉપર બધી રસોઈ બને આ ચૂલા ઉપરનો રસોઈનો સ્વાદ જો આપણે જોઈએને તો એવો સ્વાદ આજના કળયુગમાં જોવા મળતો નથી ગેસ ઉપર જે રોટલા બને અને એ જ રોટલાની જો તમારે મીઠાશ જ લેવી હોય તો એ ચૂલા ઉપર કંઈક ઓર જ હોય છે એટલે એ ચૂલા ઉપર જો તમે એક રીતે સામાન્ય રીતે જોવામાં આવે તો એની જે રસોઈ એના જે ઓરા રીંગણ શેકાતા હોય એનું જે સ્વાદ હોય એ સ્વાદ અત્યારે ગેસમાં નથી હોતો અવન નીકળી ગયા છે બેકરીની કોઈપણ આઈટમ બનાવી હોય અવનમાં બોવ જ સુંદર બધુ બની જાતું હોય છે આપણા રસોડામાં વીજળી પૂર્વક ઉપકરણો આપણે અત્યારે જોઈએ જૂના જમાનામાં જ્યારે આવા ઉપકરણોની વાત કરીએ તો આમના તો ઘર ઘંટી નતું મિક્સર ચટણી બનાવી હોયને તો પણ બધા વાટી વાટી અને ચટણી બનાવતા હતા મિક્સર અત્યારે તો એક મિક્સરમાં બટન દબાવો ચટણી તૈયાર થઈ જાય છે પહેલાના જમાનામાં આવું નહોતું ગેસ ગેસના સિલિન્ડર અત્યારે તો રેડી મળી જાય કંઈ જ પ્રોબ્લમ નહીં પહેલા તો બધુ જ લાકડું લઈ આવો તૈયાર કરવું ત્યાં ત્યારે આપણો જે મેળ આવતો હતો હવે તો એવું બધુ જ રહ્યું અવનમાં જોઈએ તો બધી બેકરીની આઈટમો જે થાતી હોય છે ને એ બહુ જ સરસ બનતી હોય છે એટલે બારે બેકરીનું જેવુ આપણે ફૂડ ખાઈએ ફાસ્ટફૂડ પિઝા છે બર્ગર છે એ બધુ આપણે અવનમાં બહુ જ સરળ બહુ જ સરસ બનતું હોય છે એમ

તો પણ બ્લેન્ડર ઉપયોગ કરવામાં આવે છે કે હવે ના લોકો પહેલાતો ઝયણીથી કરવામાં આવતું હવે તો બસ બ્લેન્ડર બ્લેન્ડર મારો અને છાશ તૈયાર થઈ જાય છે આવી રીતના ઘણું બધુ ઇલેક્ટ્રિક બધા સાધનો આવી ગયા છે ને કે એના વગર આપણા રસોડામાં આપણે કંઈ કરી ના શકીએ જો આપણા ઘરમાં નાનું છોકરું હોય આપણે એના માટે કાઈપણ આપણે એના માટે જ્યુસ બનાવવું કંઈ બ્લેન્ડ કરવું બાફવા માટે હવે તો નાનું સિક્સ મંથનું નાનું બેબી હોયને તો એના માટે કંઈ પણ ફ્રૂટ હોય એને બાફવું હોય કઈ નાનું વેજિટેબલ્સ સ્વીટ પોટેટો છે એને બાફવું હોય તો એ બધા માટે અત્યારે ઈલેક્ટ્રિક સાધનો આવી ગયા છે બસ મશીનમાં મૂકો અને તમે પ્લે કરો પાંચ મિનિટ ન થાય તો તમારું સબ્જી બધુ જ બફાઈને તૈયાર થઈ જાતું હોય છે આ બધા એટલું બધુ ફાસ લાઈફ જે થઈ ગઈ છે કળયુગની તો ઘણા લોકોને આ બધુ બહુ જ ઉપયોગી નીવડે છે માટે આ બધુ બહુ અત્યારે જરૂરી થઈ ગયું છે આજના આગળના જમાનો વિચાર કરતાં આપણી નજરમાં આવે કે આ બધા ઉપકરણો ત્યારે નહોતા તો પણ જન જીવન આસનાથી જીવન જીવી શકતું હતું જ્યારે આજના જમાનામાં હવે ના લોકો આ જીવન ના જીવી શકે જો અત્યારે રસોડામાં લાઈટ ના હોય તો ઓવન ન ચાલે ફ્રિજ ના ચાલે મિક્સર ના ચાલે બ્લેન્ડર ના ચાલે આ બધુ જ તકેદ થાય હવે તો માનવામાં આવે છે કેટલું બધુ નવી નવી ટેક્નોલોજી આવી તો હવે ના ગેસ પણ ઈલેક્ટ્રિક ગેસ આવવા મંડ્યા છે ઈંડેનની જે બધી આ ઇલેક્ટ્રિક બધી સગડી આવે છે કે જેના ઉપર બસ તમે પ્લગ ભરાવો સ્વિચ પ્લે કરો તમારે એની ઉપર દૂધ બધુ જ ખુશાનીથી બધુ જ ગરમ થઈ જાતું હોય છે એટલે હવે ના રસોડાની આપણે બધી જો વાત કરીએ ને તો હવેની લેડિસો માટે આ કિચનમાં જવું કામ કરીને નીકળવું બધુ બોવ સરળતા પૂર્વક થઈ ગયું છે હવે બધુ જ ઈજી થઈ ગયું છે હવે કાઇ જ અઘરું નથી રહ્યું આમાં હવે બધુ સરળતા પૂર્વક થઈ શકે છે પહેલાના લોકોને તો રસોડામાં રસોઈ કરતાં ત્રણથી ચાર કલાકે રસોઈ થતી જ્યારે હવે કઈ નહીં આ રસોડામાં ગયા દસથી પંદર મિનિટ થાય સિટીઓ વાગી ગઈ કુકરમાં ઇલેક્ટ્રિક ઓવનમાં બધુ જ મુકાઈ ગયું ફટાફટ થઈ જાય છે હવે કંઈ અઘરું નથી ગેસ આવી ગયો જેથી માણસને બહુ રાહત થઈ ગઈ પહેલા તો ચૂલા સળગાવા પડે હવેની છોકરીઓ આજના જમાનાની છે તો એને ચૂલો આવડવાનું પણ નથી કે ચૂલો કેવી રીતના ઓપરેટ થાય એ ઘણા જ માણસને ખબર પડતી નથી હવેની છોકરીઓને બસ ગેસ અને કેવી રીતના બધુ ઈલેક્ટ્રિક સાધનોથી બોલ કરવું એજ બધુ આવડે છે એટલે આમ જોઈએ તો આજના ટોપિક ઉપર વાત કરીએ તો આપણા રસોડામાં જે આ વીજળી પૂર્વક બધા ઉપકરણો જે છે ને એ દરેક માણસ માટે બોવ જ યુઝફૂલ છે હવેની છોકરીઓ માટે કિચન સાંભળવું એ બહુ ઈઝી વાત થઈ ગઈ છે રસોડામાં કંઈ પણ વસ્તુ કરવા જાવ તમે જો તમારા ઘરમાં ઇલેક્ટ્રિક પાવર ન હોય ને તો લેડિસ મુંજાય જાય કે આપણે કેવી રીતના રસોઈ કરશું રસોઈ નહીં થાય આપણાથી છાશ કરવી હોય તો બ્લેન્ડર યાદ આવે ચટણી કરવી હોય તો મિક્સર યાદ આવે જો ઘરમાં ઇલેક્ટ્રિક સ્ટવ હોય અને જો આપણા ઘરમાં ઇલેક્ટ્રિક સિટી તે દિવસે બંધ રહેતી હોય ગવર્મેન્ટ તો ત્યારે આપણા માટે અઘરું થઈ જાય છે એટલે આજના લોકો બધા બહુ જ ઇલેક્ટ્રિક ઉપર ડીપેનડેડ થઈ ગયા છે આપણા રસોડામાં વીજળી ઉપકરણો જે એ આપણા માટે હેલ્પફૂલ બહુ જ છે અને જૂના જમાનામાં જ્યારે આવા ઉપકરણ નહોતાને તો એનો અનુભવ આપણે જો કહીએને તો ત્યારના લોકોને માટે બહુ તકલીફ વાળું હતું પણ તોય એ જમાના ખૂબ જ આનંદથી અને સુખમય જિંદગી વિતાવતા હતા અને એનો અનુભવ કંઈક આખો અલગ જ હોય છે શું એના ગામડાની આખી જીવનશૈલી શું એનું વીજળી ઉપકરણો નહોતા તો પણ એ લોકોની જીવનશૈલી આખી બહુ સુંદર હતી એ કે એ વસ્તુ વગર એ લોકો અટકી ન પડતાં હવે તો વોશિંગ મશીન આવી ગયું વોશિંગ મશીનમાં કપડાં નાખો પ્લે કરો કપડાં કલાકમાં ધોવાઈ કમ્પ્લેટ ડ્રાઈ થઈને બહાર નીકળી જતાં જયારે પહેલા ના તો ગામડાની સ્ત્રીઓને નદીએ બાર જવું પડતું ત્યાં નદીએ જાય આટલા કપડાં લઈ ન જાય કપડાં ધોવે કમ્પ્લેટ કરી પાછા આવે પછી રસોઈ કરે ચૂલા સળગાવે ટૂંકમાં આમ જોઈએ તો એના ઘરમાં વીજળી પૂર્વક ઉપકરણો કંઈ હતા જ નહીં તોય એ લોકોના માણસોમાં એટલી બધી હેલ્થનું પણ સુખ હતું સ્વાસ્થ્ય તંદુરસ્ત હતું બીમારી અત્યારે જે કળયુગમાં જે એવી બીમારી ત્યારે નહોતી તારે કઈ શોર્ટ સર્કિટ થવાના એવા કંઈ ભય પણ નહોતા કે આટલો માટો વિજ પુરવઠામાંથી બિલ આવશે એવું બધુ ત્યારે કંઈ જાતના પ્રશ્નએને સતાવતા નતા એટલે બસ એ જ કહેવામાં આવે કે અત્યારના આપણા નવા જનરેશનના આ કળયુગમાં આ વીજળી ઉપકરણો જે આપણા બધા મિક્સર છે ગ્રાયન્ડર છે ગેસ છે સિલિન્ડર છે અવન છે આ બધુ ઇલેક્ટ્રિક છે તો આજના માનવની લાઈફ બહુ સરળતાથી ઈઝીલી ચાલી શકે છે માણસ તે કંઈ અઘરું લાગતું નથી અને પહેલાના માણસો માટે આ બધુ ઓપરેટ કરવું અઘરું હતું જ્યારે હવે કળયુગનું જે નવું જનરેશન આવ્યું છે એના માટે આ બધુ બહુ સરળતા થઈ ગયું છે અને આપણે જો સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો સરળતાય છે અને આપણા માટે સમય બચાવ છે અને બહુ ટેક્નોલોજી આગળ છે તો આપણે એનો કેમ લાભ ન ઉઠાવો જોઈએ ખરેખર ઉઠાવો જ જોઈએ